હા બોલો કોણ બોલો છો

હા હું પ્લમ્બર જ છું પ્રોફેશનલ પ્લ પ્લમ્બર છું બોલો શું કહેવું

એટલે મેડમ આમા એવું છે કે પહેલાં તો મને એ જણાવો કે નવું છે તો પછી શું તકલીફ છે નવું ફરીથી નવું નાખવું છે કે કોઈ જગ્યા પર કોઈ નળ લીક છે કે કોઈ શાવર ચેન્જ કરવો છે શું કામ કરવું છે અચ્છા કરવાનું જ છે અચ્છા અચ્છા તો પછી એમાં બે રીતે થઇ શકે માલ સામ માલ સામાન સાથેનો અને લેબરનો પણ કોન્ટ્રાક બી મળે અને તમારે તમારી રીતે માલ સામાન લાવો એ તો હું એકલો લેબર ચાર્જથી પણ કામ કરી શકું હા હા પાઈપલાઈન ને લગતું જે કંઈ પણ હશે એ હું હા હા એ તો મારી સાથે તો મદદનીશ તો મારો હશે જ પણ તમારે જેટલી પ્લમ્બિંગને લગતું કામ હશે ને એ બધું હું કરી દઈશ બરાબર છે તમારે બીજું કઈ કહેવાનું હોય તો બોલો પ્રાઇસમાં તો મેડમ તમને કહી દીધું ને કે કાં તો તમે લેબરથી કરાવો અથવા તો મટીરીયલ સાથે કરાવો જે તમને ફાવે એ રીતે કરાવો મારું લેબર તો પછી લેબરમાં તો કામ જોઈને હું લેબર નક્કી કરું કે કામ કેટલું છે કેટલા નળ નાખવાના કેટલી લાંબી પાઈપલાઈન નાખવાની બે ઇંચની નાખવાની કે ચાર ઇંચની નાખવાની ત્રણ ઇંચની હા તો તમે બરાબર છે તો તમારા હસબન્ડને એ રીતે વાત કરી અને પછી એગ્રી થાય તો મને ફોન કરજો હું અડધા કલાકમાં પહોંચી જઈશ મેડમ ઓકે હા ધન્યવાદ